કબડ્ડી ખોખો સંગીત ખુરશી ક્રિકેટ ગીલ્લી ડંડા ફૂટબોલ એ બધા એમને સાધનો તરીકે કામમાં આવે છે અને એમનું મનોરંજન થાય છે